મને સહુથી વધારે સુખી મારો પરિવાર કરે છે કેમ કે હું આખો દિવસ નોકરી પર થાક્યો પાક્યો હોઉં છું અને પરિવાર સાથે જાઉં છું ત્યારે મારા મમી મને ઘરે જતાની સાથે જ પહેલાં જ પાણી આપે છે ચા બનાવીને પીવડાવે છે આખા દિવસમાં મારી સાથે શું થયું બધું મને પૂછે છે કોની કોની સાથે ફર્યો કોની કોની સાથે વાત કરી આજનો દિવસ કેવો ગયો સારો હતો કે ખરાબ હતો ખરાબ હતો તો શા માટે ખરાબ ગયો છે અને સારો હતો તો શા માટે સારો ગયો છે તો મારી બધી જ વસ્તુ મારા મમ્મી મને પૂછે છે અને જયારે હું એમની સાથે બેસીને વાત કરું છું મારા ભૂતકાળની વર્તમાનની કે ભવિષ્યની તો એમાં બધા જ સલાહ સૂચનો મારા મમ્મી દ્વારા મને મળે છે તેથી મારા પરિવારમાં મને ખૂબ જ સુખ મળે છે તેમજ એના સિવાય હું જ્યારે મારા પરિવાર અને મારા મિત્રો સાથે બહારે ફરવા જાઉં છું ત્યારે પણ સૌથી વધારે મને મને સુખી મળે છે ક્યારે હું મારા પરિવાર સાથે ફરવા જાઉં છું ત્યારે પરિવારમાં એક અન અનેરો આનંદ જોવા મળે છે અમે ઘણા બધાં ધાર્મિક સ્થળોએ જઈએ છીએ જેમ કે દ્વારકા દ્વારકામાં જઈએ ત્યારે શિવરાજપુર બીચમાં નાહીએ છીએ પરિવાર સાથે જ્યારે અમે મિત્રો સાથે ફરવા જઈએ છીએ ત્યારે અમે જીવનમાં સુખી જે સુખની જે પરીપાસા પરીભાષા છે જે પરિવાર સાથેની અલગ હોય છે અને મિત્રો સાથેની અલગ હોય છે તો જયારે અમે મિત્રો મિત્રો જ્યારે ફરવા જઈએ છીએ ત્યારે અમે જીવનને એકદમ આમ અલગ રીતે જીવ જીવ જીવવું કેવી રીતે એવી જગ્યા જઈએ છીએ તો અમે એવી જગ્યાએ જવા માટે અમે માઉન્ટ આબુ પસંદ કરીએ છીએ ઉદયપુર પસંદ કરીએ છીએ દમણ પસંદ કરીએ છીએ દીવ પસંદ કરીએ છીએ કે જ્યાં અમને એકદમ ફ્રીડમ વાળી જીવન અમને જીવવા મળે તેથી મને સૌથી વધારે સુખી એક તો મારો પરિવાર કરે છે અને બીજા મારા મિત્રો કરે છે તેથી હું આ બંનેને મારા જીવનમાંથી ક્યારેય હું નીકાળવા નથી માગતો અને આ લોકો છે તો મારું જીવન એકદમ સુખમય જીવાશે એવું મને લાગે છે